હેલો સ્તુતિ મેમ મેમ હું પ્રિયાંશી બોલું છું અને સ્ટુડન્ટ છું મારે એક મહિના પછી અમારી સ્કૂલ છે એની અંદર સ્તુતિ પ્રસ્ન કરવાની છે પ્રેઝન્ટ કરવાની છે કથકમાં તો શું તમે મને શીખવાડી શકશો એક મહિના પછી છે ઓકે કઈ વાંધો નહીં મેમ અને હા મેમ મેં કોઈ દિવસ હા મેમ એ તમારી વેબસાઇડ પર તમે મૂકેલું છે એટલે તમને કોલ કર્યો છે

હા મેમ આ તો એ આ તો કંઈ વાંધો નહીં મેમ પણ મેમ તમે શીખવાડો તો વધારે સારું કારણ કે મને કથક આવડતું જ નથી પહેલી સ્તુતિ છે એટલે ઓકે મેમ તમારી બ્રાન્ચ તો વેબસાઇડમાં છે એ છેને ઓકે તો તમે બેઝીકલી કઈ બ્રાન્ચ પર હો છો તો હું એજ બ્રાન્ચ પર આવું કારણ કે મારે તમને મળવું પણ છે એટલે ઓકે થૅન્ક યુ મેમ